લોકો અમારા વિસ્તારમાં મુસારી મુસાફરી કરતા હોય એવાં સ્થળો જોઈએ તો પહેલાં તો અહીંયાથી જે આજુબાજુનો વિસ્તાર એટલે સૌથી સારો એટલે ચોટીલા જ્યાં ચામુંડ માતાનું મંદિર છે જે ખૂબ જ પ્રખ્યાત છે અને બીજું જોઈએ તો અહીંયા પાળ પાટડીમાં એક જોવાલાયક સ્થળ છે જ્યાં ખૂબ જ રમણીય વાતાવરણ છે અને શંભુનાથ છે અને આજુબાજુ જોઈએ તો અમારા વિસ્તારના લોકો અહીંયા હળવદમાં ઘણા બધા એવા સ્થળો છે મંદ મંદિરો છે ત્યાં પણ દર્શન માટે એક માતા એટલે ખોડિયાર માતાજીનું મંદિર છે ઝરીયા મહાદેવમાં જ્યાં એ પહાડમાંથી પહાડના પથ્થરમાંથી એ પાણી સતત ટપકતું રહે છે તેવો પણ એક વિસ્તાર છે જે જડિયા મહાદેવ તરીકે ઓળખાય છે ત્યાં પણ લોકો મુસાફરી કરવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ આવા ઘણા બધા કુદરતી પરિબળો છે જ્યાં આસ્થાનું સ્થાન રહેલું છે તેવા ધણા બધા હળવદની અંદર જોઇએ તો એક હનુમાનજીની પ્રતિમા છે જ્યાં પણ એક તરતો પથ્થર રહેલો છે અને ત્યાં પણ લોકો ત્યા જોવા જોવા જતા હોય છે અને મુસાફરી કરતા જોવા મળતા હોય છે